પુસ્તકો વાંચવા ગમે છે અને તેમાં પણ જો કોઈ પુસ્તક પ્રિય બની જાય મસ્તિષ્કમાં કંઈ અલગ જગ્યા બનાવી જાય એવા પુસ્તકો ફરી ફરીને વાંચવાનું ગમે છે અને આ વાંચનથી આવા પુનરાવર્તિત વાંચનથી તે પુસ્તક પ્રત્યેની મસ્તિષ્કમાં જે મહાવરો વધુ થાય છે તેમજ તે મહાવરાના આધારે જીવનમાં તેના ઉદાહરણો કામ લાગે છે અને તે ઉદાહરણોથી વર્તનના પરિવર્તનમાં ઘણો એવો ફેરફાર થાય છે શબ્દ ભંડોળ વિકસે છે